હા હા ગરીમા કન્સલ્ટન્સીમાંથી બોલો છો હા તો એમએસસી માઇક્રો બાયો બાયોલોજિસ્ટ છું અને લેબમાં અત્યારે લેબમાં કામ કરું છુ પણ હવે અત્યારે મને મહિને પંદર હજારનું પેકેજની જોબ મળી છે પણ હવે એનાથી હું સંતુષ્ટ નથી અને મેં સાંભળ્યું છે કે તમારી કન્સલ્ટન્સી સારી છે અને વિશ્વાસુ છે તો મારે તમારાથી જોબની જરૂર છે તો શું હું મારી શું તમારા થ્રુ હું સારી જગ્યાએ જોબ મેળવી શકું હું બીએસસી એમએસસી થયેલો છું એમએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે મેં એટલે મને લેબના કન્સન કન્સર્નની જોબ જોઈએ છે ને હમણાં હું નોકરી કરું જ છું પણ દસ પંદર હજાર પગાર આપે છે તો હું એનાથી સંતુષ્ટ નથી અને મારો અનુભવ પણ ત્રણ ચાર ચારેક વર્ષનો થયો છે તો મને એના અનુરૂપ તમારી કન્સલ્ટન્સી થ્રુ મને કોઈ સારી લેબમાં અથવા કોઈ ગવર્મેન્ટમાં ક્યાંય સારી જગ્યા હોય તો એના માટે મારે તમારો સંપર્ક કર્યો ઓકે મેડમ થેન્ક્યુ હા તો હું બધા મારા રીઝયુમ અને મારા ઓરીજનલ અને રીઝયુ ઝેરોક્ષ કોપી બધી મોકલી આપું છું મને બની શકે એટલું વહેલું મદદ થાય એ રીતે મને જોબ આપવા માટે મેહરબાની કરજો પંદર હજાર છે અને હું પચીસ થી ત્રીસ હજારની એક્સ્પેક્ટ રાખું છું મેડમ ધન્યવાદ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર

ધન્યવાદ હા ધન્યવાદ